મહેશ પાઉંભાજીમાંથી બોલો મારો ઓર્ડર નંબર બત્રીસ સોળ છે દીપ ગોસ્વામી નામ છે અને મેં ઓર્ડર કર્યો તો પાઉંભાજીનો ઢોસાનો અને એક ડ્રાય મંચુરિયન હતું એક સ્પાઇસી બનાવવા કીધેલું તો એમાં તમે સમયગાળો આપ્યો તો મને અડધો કલાકમા બની જશે એવું કીધેલું અડધો કલાકમાં બની જશે અને તમે કીધું એમાં કે દસ પંદર મિનિટમાં પહોંચી જશે તો એની જગ્યાએ અત્યારે એક કલાક થવા આવ્યો છે હજી ઓડર તમે ત્યાંથી નીકળ્યો નથી નથી રેડી થયો કન્ફમેશન પણ નથી આવ્યું પેલા જે તમે સ્વિગીવાળા ભાઈને હું કોલ કરી રહ્યો છું તો એ ફોન ઉચકતો નથી એટલે મેં ડાઇરેક્ટ તમને એપ્લિકેશન મેસેજ કર્યો પછી પછી ડાઇરેક કોલ નંબર આવ્યો એટલે કોલ કર્યો છે આ નંબર ઉપર તો શું તકલીફ છે કેટલી વાર લાગશે હજી તમે ટાઇમ આપ્યો એ પ્રમાણે કામ નથી કરતા તો તમારું તમે શું ખબર નથી પડતી મારે શું બોલવું અત્યારે તમે કહી શકો શું કારણથી તમે આ લેટ હતા આટલો બધો સમય શેનો લાગે છે હજી કેટલી વાર લાગી શકે એમ છે

હજી બીજી પંદર મિનિટ લાગશે પંદર મિનિટની અડધી કલાક નહીં થાય ને પાઉંભાજી બની રેડી થઈ ગયું છે ઢોસા પણ રેડી થઈ મંચુરિયન બની રહ્યા છે એ સ્પાઈસી કરજો જરાક હજી કેટલો ટાઇમ લાગી શકે છે બહુ ટાઈમ થઈ ગયો હોં અડધી કલાક પોણી કલાક જાગ્યા એ એક કલાક ઉપર થઈ ગયો તમારો ફૂડ કેટલી વાર લાગશે હજી પહોંચતા મને પંદર વીસ મિનિટ હજી થશે એમ ને તમે અડધી કલાકનો ટાઈમ કીધેલું હતું હજી બીજી અડધી કલાક ગણો એટલે એક કલાક ઉપર થઈ ગયું ઠીક છે મસાલો પતી ગયો તો તમારી લૂક આઉટ છે ને કેટલી તમે કેટલી આમ જુઓ તો કેટલી આ ટાઈમ થઈ ગયો અડધો કલાક ઉપર થઈ ગયો પોણી કલાકની વાત પિસ્તાલીસ મિનિટની વાત નહીં ને જે એક કલાકની ઉપર થઈ ગયો હજી તમે કહો બીજી પંદર મિનિટમાં રેડી થઈ જશે તો આવી સર્વિસ કેવી રીત ના ચાલે હું કંપ્લેન કરીશ હા નેક્સ્ટ ટાઈમ તમારી હોં વાંધો નહીં જેમ બને એમ જેટલું જલ્દી થાય એટલું વહેલી મોકલો મારે ગેસ્ટ આવી ગયા છે અને એ વેટ કરી રહ્યા છે એમને પાછી ફ્લાઇટ છે અત્યારે નવ વાગી રહ્યા છે મેં આઠ વાગ્યાનો ઓર્ડર આપી દીધો તમને હવે એ લોકોની અગિયાર વાગે ફ્લાઇટ છે જેમ બને એમ તમે જલ્દી મોકલી આપો દસ મિનિટ પંદર મિનિટ મેક્સિમમ પંદર મિનિટમાં તમે મોકલી આપો રેડી કરીને નકર હું હવે ઓર્ડર કેન્સલ કરી દઈશ ને તમારી કમ્પલેઇન કરીશ

મહેશ પાઉંભાજીમાં બીજી વખત હું આવીશ નહીં પછી કે નહીં ઓર્ડર મહેશ પાઉંભાજીમાં ઓર્ડર નહીં આપું